મારો જન્મદિવસ ચૌદ બાર ઓગણીસસો સડસઠ અથવા તો ચૌદમી ડિસેમ્બર ઓગણીસસો સડસઠ મારી દીકરીનો જન્મ દિવસ પંદર નવેમ્બર ઓગણીસસો અઠ્ઠાણું મારા પતિનો જન્મદિવસ ચૌદ ફેબ્રુઆરી ઓગણીસસો અડસઠ